આમ તો જોકે મેં કાંઈ આ ડ્રોઈંગના ક્લાસ તો નથી મેં કર્યા પણ જ્યાં મને સ્કૂલે અમને જે લેક્ચર આવતા હોય એમાં જે પીડીઅર આવે ને એમાં જે ચિત્રનો પીડીઅર આવતો એમાં તે બસ બહું એટલું બધું બહું ખાસ કાંઈ સ્કૂલમાં મજા ન આવતી મને ડ્રોઈંગ બોઈંગ કરવાની પણ જેમ ઉપરના ધોરણમાં હું ગયો ને તેવી રીતે એ ડ્રોઈંગ અઘરા અઘરા મળ્યા આવ્યા એટલે કે આમ દોરવાની મજા આવતી આમ સારા સારા આવતા અને ધીમે ધીમે કલર પૂરવાનું આવ્યું અલગ અલગ પેન્સિલથી રંગ પૂરવાનું આવ્યું તે બધું આવ્યુંને બસ એવી જ રીતે મને ડ્રોઈંગ કરવાની મજા આવી અને એવી જ રીતે જો આ જિંદગીમાં બધી જગ્યાએ કલરનો કલર થઈ જાય તો બસ જિંદગી જીવવાની મજા આવે